જીવનમાં રમત ગમત નું ખૂબ જ મહત્ત્વ છે

અગર રમતગમતમાં ધ્યાન દેશે તો પહેલાં તો તેનું શરીર હૃષ્ટપુષ્ટ બનશે તેમ જ તેમાં એક પ્રકારની સ્કિલ ડેવલપ થશે અને જે બાળકમાં સ્કિલ ડેવલપ થઈ શકે છે તે બાળક ભણવામાં તો ખૂબ જ હોશિયાર બને છે એટલે જીવનની અંદર રમતગમત ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે રમતગમતથી કસરત પણ સારી થઈ શકે છે સાથે સાથે રમત રમી અને આનંદ પણ મેળવી શકાય છે તો રમતગમત એ એક આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે આપણા ભારત દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે જેમકે કુંભ મહાખેલ યોજાય છે એવી જ રીતે વર્ષમાં એકથી બે વખત કુંભ મહાખેલ યોજાવા જોઈએ તેમ જ રમત ગમતને અગર પ્રોત્સાહન આપવાનું હોય તો રમતગમત ક્ષેત્રે જે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરેલાઓ વિદ્યાર્થીઓ હોય તો તેને આ રમત ગમતનું સર્ટિફિકેટ નોકરી મેળવવા માટે પણ કામમાં આવે એવા પ્રયત્નો બી કરવા જોઈએ ભારત એટલો મોટો દેશ છે કે હવે રમતગમતને પ્રોત્સાહન આપશે

ફરી કોઈ ઓલંપિકની અંદર આપણે ઘણાબધા ગોલ્ડ મેળવી શકીશું